હલો એ બસ જોને જાયે એક દી આમ મારે તો આમ ગીર બાજુ થોડું જાવું છે એવો વિચાર છે અમદાવાદથી તમારે ના ના સાહેબ તમારી સાઈડ કરતા તો પેલા અયાં આવો તમે એક વખત ગીરમાં આવો તમે ગીરનું જે વિસ્તાર જોવો તમે તમે તમને સાવજો તો તમારા વિસ્તારમાં ની જોવા નહીં મળે અમારા વિસ્તારમાં જોવા મળશે એટલે હું તમને વધારે ફોર્સ કરું છું સાહેબ તમે ત્યાં આવો એક એક ગીર ગીર ગઢડા ગીર બાજુનો એક હું કહેવાય નેહડાના માણસો જોવો તમે ખાલી એટલે હું તમને એ બાજુ કહું વધારે ને વધારે તમે આ બાજુ આવો તમે ત્યાં ત્યાં શું સે મઝા નહીં આવે ત્યાં અહીં જે એક આમ જે આમ સાહિત્ય રીતે તો ઘણું બધું જાણવા મળશે એમ જયવ જયવ અયનાં લેખકો કઈ રીતનું સાહિત્ય જે સર્જન કરે ને એના વિષે તમને ઘણું બધું જાણવા મળશે એમ ઈ માટે તમે આ બાજુ આવો એમ તમારો શું વિચાર છે ઠીક હ હ

બરોબર

બરોબર હ

ઠેક હ હ